હેલો હું હું વિમલ બોલું છું મારું વીજળી બિલ મેં ઓનલાઈન ભર્યું હતું પણ હજી અને ઈમેલ કંઈ મેસેજ આવ્યો નથી ગૂગલ પ્લે મેં કર્યું હતું અઢારસો રૂપિયા વીજળી બિલ ભર્યું પછી હજી અને મારા ખાતા ખાતામાં પૈસા પણ કપાઈ ગયા કપાઈ ગયા છે તો મેં મારા ઈમેલમાં કરસો મેસેજ આવો આવ્યો નથી મારો આમાં માટે કસ્ટમર કેરનો સંપર્ક કરવો છે તો તમે મને નંબર આપવા વિનંતી કરશોજી